હા મેં મુસાફરીમાં જા મુરવું ગેસ સ્ટેશન એ ખોરકના વેળોપો મને અમર્યાદિત ઉપલબ્ધતાની અનોખી સમસ્યાનો સામનો કર્યો છે જેમાં અત્યારની સીએનજી ગાડીઓ જે ગેસ સ્ટેશન અમુક એરિયામાં નથી તેથી ઘણી વાર ગેસ સ્ટેશન માટે લાંબી કતારમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે ઘણી વાર ગેસ મળતો નથી આરામ ગૃહ તો હોતાં જ નથી એ બહુ ઓછા મળે છે ખોરાકની વાત કરીએ તો મારા એરિયા કરતાં બીજા એરિયામાં ખોરાકનો સ્ટ્રેન્ડ બદલાતો જાય છે સ્વાદ બદલાય છે આથી એ સમસ્યાઓનો મેં સામનો કર્યો છે